હું આજે બર્ડ વોચિંગ માટે કંઈ સાધન રાખવાનો નક્કી કરું દૂરબીન સ્પોટિંગ સ્પોટ તેના વિષે હું જણાવીશ હું નાનપણથી જ પક્ષી જોવાનું બહુ જ પસંદ કરું છું અને મને પક્ષીઓ જોવાની નાનપણથી જ બહુ આદત છે

જંગલમાં જ્યારે જાઉં છું ત્યારે મેં શાંતિથી સાંભળું છું પક્ષીનો આવાજ તો મને બહુ જ સારું લાગે અને પછી મેં ધ્યાન કેન્દ્રિત કરીને પક્ષી પાછળ જોવા માટે જાઉં છું પછી મેં ધીરે ધીરે મોટો થયો બે પૈસા કમાતો થયો તો પછી મેં દૂરબીન વસાવ્યું દૂરબીનથી મારા ઘરનાં છત ઉપર જઈને મેં દૂરબીનોથી જોઈ શકું છું પક્ષીઓ દૂરબીનથી મને જોવાની બહુ જ મજા આવે અને પક્ષીનો અવાજ સાંભળીને જ મેં તેની પાસે જતો રહું છું અને એક વખતે મેં જંગલમાં ગયો હતો તો ગરૂડ નામનું પક્ષી એ બહુ જ પહાડોવાળા પહાડોવાળા વિસ્તારમાં રહે છે ગરૂડ પણ એને જ્યારે હું જંગલમાં ગયો હતો ત્યારે કંઇ એવી પરિસ્થિતિનાં કારણે ગરૂડ એક ઝાડ ઉપર મને જોવા માટે મળ્યો હતો અને મેં ધીરે ધીરે તેની પાસે ગરૂડ પાસે ગયો તો મેં જ્યારે જોયો ગરૂડને તો તેઓએ તેમની એક પાંખ ફસાયેલી હતી તો મેં ઝાડ એટલું ઊંચું હતું કે મારાથી ચઢાય પણ ના પણ તો એ છતાં મને પક્ષીઓ પ્રત્યે બહુ જ લાગણી છે તો મેં પછી ઉપર ચઢ્યો અને ધીરે રહીને ગરૂડને જ્યાં ફસયેલું હતું ત્યાંથી એની પાંખ કાઢી નાખી અને પછી મેં એને પાછો છોડી દીધું ઉડાડી દીધું એવું કરવાથી મને બહુ જ સારું લાગ્યું પક્ષીઓ માટે મેં બહુ જ બહુ શું પછી મેં ધીરે ધીરે નીચે આવી ગયો પછી ધીરે ધીરે નીચે આવી ગયો પછી મે જંગલ તરફ આગળ જવા માટે લાગ્યો આગળ જવા માટે લાગ્યો એટલે મને મોરલાઓ અને ઘુવડ છે કંઈ ઢેલ છે એવા અનેક પક્ષી મને જોવા માટે મળ્યા તો મારી પાસે દૂરબીન હતું તે મેં દૂરબીનથી એને જોઈ શકું અને જોઇને મને બહુ જ આનંદ આવે હવે તો હવે તો ટેકનોલોજીનાં માધ્યમથી અત્યારે મોબાઈલ છે તો મોબાઇલના પણ કેમેરાઓ સારા હોય છે તો મેં હું મોબાઇલના કેમેરાથી ઝુમ કરીને પણ જોઈ શકું છું અને મને બહુ જ મજા આવે છે અને મારા ગામની બાજુમાં જ એક મોટો સરદાર સરોવર ડેમ છે એમાં આખું સમુંદર જેટલું પાણી છે ડેમની ઊંચાઈ છસો એકસો બ્યાંસી મીટર જેટલી છે તો એમાં પાણીનો સંગ્રહ થાય ત્યારે દેશ વિદેશનાં પક્ષી પણ આવતા હોય છે તો મારે તેને જોવા માટે તેમની પાસે જવું પડે અને પાસેથીને ના જઈ શકું તો મેં દૂરથી મારો પોતાનો મોબાઈલ છે તેના કેમેરાથી મેં ઝુમ કરીને જોઈ શકું છું તે દૃશ્ય અને મને બહુ જ આનંદ થાય છે અને મારા ગામની નજીક એક મોટો વિશાળ તળાવ પણ આવ્યો છે અને ચોમાસાની જ્યારે ઋતુ હોય ત્યારે વરસાદ વરસતો હોય અને આપણે ત્યાં તળાવ પાસે જઈએ કિનારે અને કિનારે શાંતિથી બેસીને ધ્યાન લગાવતા પક્ષીઓનો આવાજ સંભળાય છે અને અવાજ સાંભળીને જ આપણને ફોટોગ્રાફીનો શોખ હોય તો ફોટા પાડી શકીએ છીએ ને એમાં ફોટા પાડીને આપણે જોઈ પણ શકીએ છીએ તેમને પક્ષીઓને સારી રીતે ઝુમ કરીને એમાં બહુ મજા આવે છે